ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઘણા બધા એવા ધાર્મિક સ્થળો છે મંદિરો છે ખાસા બધા છે પણ જો ધાર્મિક સ્થળોમાં જો મને ગમતું હોય તો એ છે હનુમાનજી મંદિર જે સારંપુરમાં આવ્યું છે અને તેની વાત કરું તો ત્યાં ઘણા બધા સાંસ્કૃતિક પ્રસંગો ભજનો કિર્તનો યોજાય જ છે અને જો વાત કરું તો છેલ્લી વખતે ત્યાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ખાસા બધા એવા કલાકારોને પણ બોલાવ્યા હતા જેમાં કીર્તીદાન ગઢવી માયાભાઈ આહીર એવા મોટા મોટા કલાકારો આવ્યા હતા અને સૌથી વધારે મને મજા આવી હોય તો જે ડાયરો થયો હતો એમાં કીર્તીદાન ગઢવી એ જે એમના પ્રસંગો અને જે ડાયરો કર્યો હતો તેમાં મજા આવી હતી અને સૌથી વધારે જો હસાવાની વાત હોય તો માયાભાઈ આહીર આપણને સૌથી વધારે હસાવ્યા હતા તો એ સૌથી યાદગાર અને સૌથી સારા એવો ડાયરાનું આયોજન પણ ત્યાં થયું હતું